રાજ્ય પરિવહનની બસો એસટી બસોમાં મુસાફરી મને યોગ્ય લાગે છે કારણ કે રાજ્ય પરિવહન બસો બધી બસની બેસવામાં હરવા ફરવામાં બધી રીતે સારી ટેકનોલોજી સારી હોય છે બસમાં શાંતિથી આરામથી લગઝરી બસોમાં આરામથી બેસી શકાય આરામથી મુસાફરી કરી શકાય એના એ ટાઈમ પણ ઓછો લગાડે ટ્રેનની મુસાફરી કરતાં બસની મુસાફરી સૌથી હું શ્રેષ્ઠ માનું એનું કારણ કે ટ્રેનમાં તો ભીડમાં ચઢવું ઊતરવું તકલીફ મને તકલીફ પડે હું વધારે બસની મુસાફરી વધારે પસંદ કરું જ્યાં રહેવું ત્યાં મને બીલીમોરા વલસાડ નવસારી એમ જ્યાં જવું ત્યાં મને બસ મને યોગ્ય રહે બસમાં ચઢવા ઉતરવાની તકલીફ ન પડે બેસવાની તકલીફ ન રહે સીટ મળી જાય સીટો પણ આરામવાળી ને ડ્રાઈવર કંડકટરની વર્તણૂંક સારી બધી રીતે બસમાં યોગ્ય હું બસને યોગ્ય માનું છું ટ્રેન કરતાં હું બસમાં વધારે માનું ટ્રેનમાં તો ભીડમાં ચઢવાનું ભીડમાં ઉતરવાનું પાછા એના એના માટે જે રિઝવેસન કરવું રિઝવેસન ના થાય તો ભીડમાં ચઢવાનું ગમે ત્યાં બેસવાનું હોય ટ્રેનમાં હાથ બહાર રાખવો ટ્રેનમાં તો હાથ ઊભા રહેવું પડે ત્યાં સુધી લાંબો ટાઈમ સુધી જગ્યા મળે ના મલે ને ને ઘણીવાર બરોડા સુધી તો જગ્યા ના મળે બરોડા પહોંચી ટ્રેનમાં જગ્યા મળે એ તકલીફ હોય બસમાં હજી અહીંથી બસમાં બેઠા ડાયરેક જ્યાં જવું ત્યાં બીલીમોરા વલસાડ કે અમદાવાદ બસમાં એટલે મને બસની મુસાફરી સૌથી શ્રેષ્ઠ ગણું મને આરામદાયક ને ફરવા લાયક બધી બસની છે તકલીફ કોઈ જાતની નહીં હું બહુ સારી રીતે બસમાં રહેવાનું મુસાફરી મને સારી ફાવે દરેક જણે પોતે જ્યાં ફરવા જવું હોય કે બહાર નીકળવું હોય પોતાનાં સ્થળથી ત્યાં જ્યાં રહેતો હોય ત્યાં એને જવું હોય બસનો ઉપયોગ વધારે કરવો જોઈએ ટ્રેનમાં તકલીફ પડશે તેમજ ટ્રેનમાં તમે હેરાન થશો એના કરતાં બસમાં તમે બધી રીતે સારું બેસવાની અને ચઢવા ઉતરવાની ટાઈમ ઓછો બગડે બધી રીતે સારું ભાડું પણ ઓછું હોય ટ્રેન કરતાં બસ તમને મારા આગ્રહ છે કે તમે બસમાં મુસાફરીનો રાખવો એ જ સારું બસ